મારા મત પ્રમાણે બધા જ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે શાળામાં ભણ્યા પછી આગળ વધે એ જરૂરી નથી અમુક લોકો પારિવારિક વ્યવસાયમાં આગળ વધે છે તો અમુક લોકો શાળામાં ભણીને નોકરી કરવા માટે જાય છે એનું આપણે ઉદાહરણ લઈએ તો મુકેશ અંબાણી છે એ એમના પપ્પા પાસેથી પારિવારિક વ્યવસાયમાં જેમકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ સ્થાપના કરી એ ભણવામાં પણ કારગર હતા અને તો પણ એ એમના પોતાના પપ્પાના પારિવારિક વ્યવસાયમાં આગળ ગયા અને એનું એકદમ વિરુદ્ધ ઉદાહરણ લઈએ તો સુંદર પિચાઈ જે અત્યારે ગુગલના સીઇઓ છે એ અભ્યાસમાં પાવરધા હતા એ પાવરધા હોવાને કારણે એમણે આઈઆઈટી મદ્રાસમાંથી બીટેક ઈન કોમ્યુટર એન્જીનીયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરીને ગુગલમાં નોકરી મેળવવી એટલે મારા મત પ્રમાણે ભણ્યા પછી બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં જ આગળ વધે એ નથી જરૂરી બીજી વાત કરીએ કે ઘણાંય વિદ્યાર્થીઓ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં રુચિ હોય છે તો એમના માટે થઈને શાળા પછી પણ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે એ લોકો અલગ અલગ બીજાં દેશોમાં પણ જાય છે એનું ઉત્તમ ઉદાહરણ છે આપણે સુનિતા વિલિયમ્સ એ એરોનોટિકલ એન્જીનીયર છે એરોનોટિકલ એન્જીનીયર એમણે યુએસથી કર્યું હતું એ મૂળ ભારતના હતા અને એમણે ઉચ્ચ શિક્ષણ અમેરિકામાં મેળવ્યું એટલે જે માણસ જેને જેમાં રુચિ હોય એ રીતે એ માણસ એ રીતે કરે છે